સાહેબ હું પરાગ દેસાઈ બોલું છું મેં આપણી પાસેથી એચપી નું લેપટોપ લીધું હતું લગભગ છો એક મહિના જેવો સમય થયો બરોબર પણ હવે એ લેપટોપમાં થોડોક પ્રોબ્લમ આવ્યો છે અને હેંગ બહુ થાય છે તો એમના માટે શું પ્રોસિજર હોય છે અભી નહીં મારે તો ઓફિસ યુસ માટે છે ના ના મારે તો ઓફિસ યુસ માટે જ છે સારું હા નહીં નહીં ઓનલાઇન સોફ્ટવેર છે હા હા બરોબર બરોબર હા હા બી ફોર સેવન ફાઇવ નાઇન

હા

બરોબર એટલે

ના ના વાપરીયે ત્યારે હેંગિંગ નો પ્રશ્ન આવે છે હા હા હા હા હા ના ના એમાં કોઇ પ્રોબ્લમ નહોતો અને આનો કોઇ ચાર્જીસ રહેશે કે એમનેમ રહેશે ઓકે ઓકે ઓકે સારું સારું સારું ચાલો

ઓકે ઓકે ઓકે